ખાસ જરૂરીયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે હંમેશા એવું લાગે છે કે પૂરતી વ્યવસ્થા નથી અને એને માટે ઘણું બધું કરવાની જરૂરિયાત છે દિવ્યાંગ બાળકો અંધ કે બધિર બાળકોનાં માટે વિશેષ શાળાઓ છે પણ હજી સમાજમાં મોટી સંખ્યામાં આ પ્રકારનાં બાળકો છે એનાં માટે વધારે ને વધારે આવી શાળાઓ અને માત્ર શાળાઓ જ નહીં પરંતુ ત્યાર પછી પણ એમને સતત મદદરૂપ થઈ શકાય તેવી વ્યવસ્થાઓ પણ હોવી જોઈએ અને એને માટે એનજીઓસ ઘણું બધું કામ કરી શકે એવી સામાજિક સંસ્થાઓ કે જે વિશેષ યોગ્યતા ધરાવે અને આ પ્રકારનાં બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એના પરિવારને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને એમની જે પણ શારીરિક અને માનસિક વ્યથાઓ હોય એને સમજીને એમને કેવી રીતે આગળ વધારી શકાય આ બાળકોને એવું ન લાગે કે તેઓ અન્ય બાળકો કરતાં ઓછાં છે ઉતરતાં છે પણ તેઓ સમકક્ષ છે અને એવુ ઘણું બધું જીવનમાં કરી શકે છે એના માટે શક્ય તેટલા વધારે પ્રયત્ન કરવા જોઈએ પાછું એ